રાજ્યનું પરીક્ષણ કરતા લોકો જેમકે મંત્રીગણ પ્રશાસક અથવા અધિકૃત નાગરિકો સત્તાવાળાઓ સ્થાનિક સમુદાયો સ્થાનિક અર્થતંત્રને વિવિધ રીતે મદદ કરી શકે છે રાજ્યનું રાજ્યનું ના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ ત્યાંની જમીન સૂચક સ્થિતિઓને બારોબાર જોતાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા અને તેમના પ્રશ્નોને સાંભળતા વિવિધ ક્ષેત્રોને વિકાસમાં મદદ કરવા માટે એક મહત્ત્વની પ્રક્રિયા હોય છે જેમ આપણે વાત કરીએ તો સ્થાનિક સમસ્યાઓને સમજવી એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે સ્થાનિક સમુદાયોના પ્રશ્નો અને પડકારોને સમજવું અને તેને નિરીક્ષણની પહેલી એ એનાં નિરીક્ષણની પહેલી કડી હોય છે જ્યારે અધિકારીઓનો પ્રજાના નો સંપર્ક કરે તેઓ આરોગ્ય શિક્ષણ પાણી જેવી સામાજિક સમસ્યાઓને સારી રીતે સમજવા માંડે તો આ સમસ્યાઓનો સ્થાન પર જ સ્વીકારી અને સમજૂતી મેળવીને એનું નિરાકરણ લેવા માટેનાં પગલાંઓ લઈ શકાય છે અથવા તો જે એની બનાવેલી નીતિઓમાં જો કોઈ ફેરફાર કરવાનો હોય તો તેમાં ફેરફાર કરી શકે બીજી વસ્તુ છે કે વિકાસ કાર્યનું મૂલ્યાંકન કરવું એ પણ એક ખૂબ મહત્ત્વનું હોય છે મુલાકાતીઓ દ્વારા સરકારી યોજનાઓ કે યોજનાઓમાં કરાયેલા ખર્ચોનું મૂલ્યાંકન કરે તો તેને જાળવવામાં તેને વધુ અનુકૂળતા રહે રહે વિલંબ અથવા અપૂરતાં માનવ સંસાધનોનાં કાર્યો ત્યાં હોય તો એને પરિપૂર્ણ કરવા તરફ પણ એક મહત્ત્વનું પગલું લઈ શકાય જ્યારે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક સમુદાયો સાથે સીધો સંપર્ક કરે ત્યારે નાગરિકો પોતાની સમસ્યાઓ અથવા સૂચનાઓને સીધી રીતે પહોંચાડી શકે આવી નાગરિક સુનાવણી સ્થાનિક જનતાને સરકારમાં તેમની હિસ્સેદારીઓનો અનુભવ કરાવે જે વધુ ન્યાય અને વિકાસ તરફ લઈ જાય અધિકારીઓ નાના વ્યવસાયિક અને સ્થાનિક ઉદ્યોગો સાથે ચર્ચા કરી તેમની મુશ્કેલીઓ સમજી શકે આવા આવી વાતચીતથી નીતિકારોને નાની અને મધ્યમ કદની કંપનીઓ માટે અનુકૂળ નીતિઓ ઘડવામાં પણ મદદ મળી શકે